હલો

આવ્યો અવાજ હા હા હા હા બોલો બોલો હા હા ભાઈ મારા ખેતરમાં જ બધુ ઉગે છે અને અમે પોતે જાતે ખેતી કરી છે બધી અ અમારે છેને ભઈ શાક ને શાકભાજી બધી વ જાતની ઉગાડી છી અને ધઉં પણ અમારે થાય છે અને બાજરો પણ થાયે છે પણ એ તો અમારે વેપારી છેને અલગ જ છે અમારે ખાલી શાકભાજી માટેના જ અત્યારે અમે ડીલર ગોતીએ છીએ ના ના ભાવમાં તો તમારે જરાયે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે ભાવ તો છેને મારો ખૂબ જ વ્યાજબી છે આજે બજારમાંથી તમને જો મારો નંબર મળ્યો હોય ને તો તમે કેટલું સમજી સકો કે તમને મારો નંબર કોઈ આઇપીઓ હોય ક્યારે કારણ કે મારા પાસેથી કોઈ પણ જાતની તમને ફરિયાદ નહીં રહે અને બીજી વસ્તુ કે શાકભાજી છે તમને બધી ફ્રેશે ફ્રેશ એટલે કે તાજી તાજી જ મળશે અને કોઈપણ જાતની સ્ટોરેજ કરેલી અમે રાખતા નથી અને સૌથી પેલી વસ્તુ અમે કોઈ પણ દવા છાંટતા નથી અને સૌથી મોટી વાત કરીને કે તો આ દવા છાંટવાની હોય છે એ અમે જરાયે દવા છાંટતા નથી નથી અમે કોઈ એવા કોઈ ખાતરનો ઉપયોગ કરતાં અને બધુ કુદરતી ખાતર ઉપયોગમાં લઈ પછી જ અમે શાકભાજી ઉગાડીએ છીએ અ શાકભાજી તો જો ભાઈ એમા એવું છે મારી પાસે છેને અત્યારે એકદમ તાજે તાજું છે એટલે અમે અમે છેને અત્યારે થોડુંક એટલે અમ સાવ પાકેલું નથી ઉતારતા થોડુંક એવું કેને કે પાકવાનું બાકી હોય ને ત્યારે ઉતારી લઈ છી એટલે અમારી પાસે અત્યારે જે શાકભાજી હસે ને એ બધું તાજે તાજું છે અને તમારે છેને એને સારી રીતે ના ખાલી સાચવાનું હોય છે એટલે કે કોઈ ઠંડી જગ્યા હોય ને એવી જગ્યાએ તમારે એને રાખવું પડશે એટલે એ ઓછામાં ઓછી આઠ થી દસ દિવસ તમારી પાસે ખૂબ સારી રીતના રહી શકશે તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો છે કૃપા કરી લાઈન પર રહો